હેલો ગીતા રેસ્ટોરન્ટ મેં પાંચ મિનિટ પહેલાં ઓર્ડર આપ્યો હતો કે જેમાં બે પનીર ટિક્કા છ રોટી પાપડ છાસ ડ્રાય મન્ચુરિયન અને સ્વીટ હવે આટલી વસ્તુઓ છ તે તમને મોકલતા કેટલી વાર લાગશે અમને બહુ ભૂખ લાગી છે જલ્દી થઈ શકશે અમે રાહ જોઈએ છીએ જલ્દી કરોને પ્લીઝ થેંક યુ